આખા દિવસ દરમિયાન પાણીની તો જરૂર ખૂબ જ પડે છે કારણકે પાણી છે એ આપણી બેઝિક નીડ છે સામાન્ય જરૂરિયાત છે કે જેના વગર જે માણસ છે એ જીવી નથી શકતો સર્વાઇવ નથી કરી શકતો તમે સવારે ઉઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાર સુધીમાં તમારે પાણીની જરૂરિયાત પડવાની જ છે તેના વગર તમે રહી જ નથી શકવાના કેમકે ઊઠીને તમે ચા પીવો ક્યાં સવારે ઊઠીને ગરમપાણી પીવો ક્યાં કોફી પીવો તે બધામાં પાણીની જરૂર પડવાની જ છે ઇવન જમવાનું કઈ પણ બનાવીએ સાવ સાદું જમવાનું બનાવો જેમકે રોટલી દાળભાત શાક તો તેના લોટ માટે તેના લોટ ગુંદવા માટે પણ પાણીની જરૂર બનવાની દાળ માટે પાણીની જરૂર બનવાની શાક બનાવવા માટે પાણીની જરૂર બનવાની પડવાની જ છે અને કોઈ પણ તમારે કાંઈક કામ બી કરવું હોય નહાવું ધોવું હોય ક્યાં સફાઇ કરવી હોય સાફ સફાઇ કરવી હોય ઘરની સાફ સફાઇ કરવી હોય કોઈ પણ વસ્તુ ધોવી કરવી હોય એ બધાંયમાં પાણીની જરૂર પડે જ છે કેમકે પાણી જે છે એ આપણી બેઝિક નીડ છે પાણી વગર તમે જીવી જ નથી શકતા ઇવન મનુષ્ય ક્યાં પ્રાણીઓ કોઈ પણ પાણી વગર નથી જીવી શકતા અને એવું કહે છે કે તમારે રોજનું લગભગ આઠ થી દસ ગ્લાસ પીવું જોઈએ તો તે પાણી છે તે ખૂબ જરૂરી વસ્તુ છે તમે કોઈ બી કોલ્ડ્રિંક્સ પીઓ ક્યાં સુપના રૂપમાં પીઓ ક્યાં જ્યૂસના રૂપમાં પીઓ પણ પાણી છે તે તમારા શરીરમાં જવું જરૂરી જ છે તમારા પોતાની સ્વચ્છતા માટે શરીરની સ્વચ્છતા માટે પણ પાણી જરૂરી છે જો શરીર સ્વચ્છ નહીં હોય તો મન સ્વસ્થ નહીં રહી શકે એવી જે કહેવત છે એ સાચી જ છે પાણીની ખૂબ જ જરૂર છે તો પાણી છે એ આપણી બેઝિક નીડ છે તમારે કોઈ પણ તમારી આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખવા માટે ઈવન ઝાડવા છે કોઈ પણ પૌધા ઉગાડવા માટે પણ પાણીની જરૂર છે એક સામાન્ય ઝાડવું છે તેને ઊગવા માટે પણ પાણીની જરૂર પડે છે પેલું કહે છે ને એક વરસ જો વરસાદ ના આવેને તો તમારે આખું વર્ષ પાણી વગર સહન કરવું પડે છે તો પાણી જે છે એ આપણી બેઝિક નીડ છે મનુષ્યની પ્રાણીઓની પંખીઓની કોઈ પણ પાણી વગર રહી જ નથી શકતું પાણી જે છે એ આપણી બેઝિક નીડ છે અને આપણે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે સવારથી રાત સુધી પાણીની જરૂર પડે જ છે હવા પાણી અને ખોરાક તેના વગર ચાલવાનું જ નથી તો પાણી છે એ આપણે જોઈએ જ છે